હલો હા મેં બે દિવસ પહેલાં તમારા ઓનલાઇન સ્કટ ખરીદેલું જે મને આજે ડિલિવર થયું છે આજે મેં ચેક કર્યું એમાં ખામી છે તો તમારા ડિલિવર બોય આવ્યા છે તેમને જ હું આ પરત કરી રહી છું હા મારો ટ્રેકિંગ નંબર છે સાત ચાર પાંચ છ હા અને મને મારા પૈસા ક્યારે રિફંડ મળશે ત્રણ ચાર દિવસમાં હા બને એટલું જલ્દી કરાવજો અને આ તમારા ડિલિવર બોયે પણ જોઈ લીધું છે હા મેં એનો ફોટો પણ અપલોડ કરી દઇશ હા અને ડિટેલ્સ પણ અપલોડ કરી દઇશ બને એટલું જલ્દી તમે મને આ રિફંડ પરત કરજો